અમે નાણાં કેવી રીતે બચાવીએ એ માનો કે બેંકમાં ખાતું રાખીએ તેમાં કપાવીએ કે ભાઈ આમાં રાખો એફ ડીમાં દર વર્ષે કપ દર મહિને કપાવતા હોઈએ કોઈ મ્યુચઅલ ફંડ છે તો એમાં થોડું નાણાંનું રોકાણ કરીએ અને એ રીતે અમે નાણાં બચાવીએ છીએ એમાં બને એટલું તો બેંકમાં કાં તો સરકારી નોકરી હોય તો પી એફમાં વધારે પડતા નાણાં કપાવીએ કે જેથી કરીને એના એના સમયે આપણને કંઈક વધુ નાણાં મળે અમારી પાસે તો એફ ડી કે મ્યુચઅલ ફંડ્સ અમારા ઘણા બધા જગ્યાએ આ બધું ચાલતું જ હોય છે એમાં પણ નાણાં રોકી શકાય છે કે જે બે વર્ષ કે પાંચ વર્ષનો જે કંઈ ગાળો હોય તેમાં તમને એમાંથી સારા પૈસા મળી પણ શકે છે એ રૂપિયાનું સારું આપણે કાંઈ પણ કાર્ય કરી શકીએ છીએ એટલા માટે આમાં પણ નાણાં સારી રીતે આપણે રોકી અને આગળ વધી શકીએ છીએ